હા મેં મારું કલાકાર્ય સ્પર્ધામાં દાખલ કર્યું જ્યારે હું શાળામાં ભણતી હતી ત્યારે અવારનવાર અમારી શાળામાં અલગ અલગ સપ્તાહોનું આયોજન થતું અને એના જ સંદર્ભે કલા સપ્તાહનું પણ આયોજન કરવામાં આવતું કલા સપ્તાહમાં સપ્તાહ દરમિયાન અલગ અલગ વિષયો ઉપર સ્પર્ધાઓ રાખવામાં આવતી અને બીજી શાળાઓના વિદ્યાર્થીઓ પણ એમાં આવીને ભાગ લેતા અને ત્યાર પછી કોઈ મોટા એવા જાણીતા ટ્રસ્ટી અથવા તો કોઈ નાનકડા એવા ગામના કોઈક સરપંચ કે મંત્રી દ્વારા આમંત્રણ એમને આપવામાં આવતું અને ઇનામો પણ વહેંચવામાં આવતા એ સમયે શાળા દરમિયાનમાં મેં મારા ઘણા બધા ચિત્રોને આવી રીતે સ્પર્ધામાં મુકેલા અને એમાં મને ઘણી વખત આશ્વાસન ઇનામ અથવા તો કોઈક વખત બીજું કે ત્રીજું ઇનામ પણ પ્રાપ્ત થયું અને એ અનુભવ એ જ્યારે મને ઇનામ આપવામાં આવતું ત્યારે એ અનુભવ જાણે મેં ખૂબ મોટું ઊંચાઈ સર કરી હોય બહુ મોટું શિખર કર્યું હોય એવો એ મને અનુભવ રહેતો અને એ સર્ટિફિકેટ જે મળતું અથવા તો જે ભેટ મળતી એ લઈ અને દોડીને જે શાળાએથી આવવાનો જે ઉમંગ હતો મિત્રોને બતાવવાનો માતા પિતાને બતાડવાનો એ એક આખો અલગ જ દુનિયામાં લઈ જતો તો એવા આનંદનો અનુભવ મને હંમેશાં રહેતો